વાસણ ધોવા માટે સાબુ અને પાણી વપરાય છે આપણે ધારો કે પાણીની બચત કરવી છે તો આપણે ખાધા પછી તરત જ વાસણો ધોઈ દેવા જોઈએ જેથી ખાવાનું સુકાઈ જાય અને વધુ પાણીનો ઉપયોગ ન થાય હું વાસણ ધોતી વખતે પ્લાસ્ટિકના કુચા નથી વાપરતી પણ ગલકું અથવા નાળિયેરના કુચા વાપરું છું જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય આપણે જ્યારે તાંબાના વાસણો ધોઈએ છે ત્યારે એની પ્રક્રિયા થોડી અલગ હોય છે એમાં આપણે લીંબુ અથવા તો એ પ્રકારનું હેલીન એવી વસ્તુઓ નો ઉપયોગ કરીએ છે જેથી ચોખ્ખા અને એકદમ ચમકદાર વાસણો દેખાય છે